ગુજરાતની અંદર બોલવામાં આવતી ગુજરાતી ભાષા એ અનેક દેશોમાં જ પ્રખ્યાત છે અનેક રાજ્યોમાં પ્રખ્યાત છે કારણ કે ગુજરાતી એ અનેક અનેક જગ્યાએ જઈને વસે છે અને તે લોકો પોતાની ભાષાનો પ્રચાર કરે છે ગુજરાતી સાહિત્યમાં પણ ખૂબ ગુજરાતી સાહિત્ય પણ ખૂબ પ્રખ્યાત છે તેમાં લખવામાં આવતી કહેવતો લેખકો બધે વગેરે બધુ પ્રખ્યાત છે ગુજરાતની અંદર જ ગુજરાતી ભાષા અનેક રીતે બોલવામાં આવે છે જેમ સૌરાસ્ટની અંદર કાઠિયાવાડી ગુજરાતી બોલવામાં આવે છે ત્યારે સુરતની અંદર પણ અલગ ગુજરાતી બોલવામાં આવે છે તો ગુજરાતીઓ એક જ પ્રમાણમાં હોય છે પણ એના લહેકો અલગ અલગ પ્રમાણમાં જોવા મળે છે